પક્ષી નિહાળવું એક આરામદાયક અને લાભદાયી શોખ છે જેમાં પક્ષીઓને તેમના કુદરતી રહેઠાણોમાં જોવાનો સમાવેશ થાય છે જેના અમુક સાધનો હોય છે જેમ કે દૂરબીન દૂરબીનની વાત કરું તો તેનાથી આપળે પક્ષીઓને ઓળખાણ આરામથી મેળવી શકીએ છીએ પછી એ પક્ષીઓનું લોકેશન એટલે કે એનું કોઈ સ્થાન ધારો કે અમુક વેટલેન્ડમાં હોય અમુક કાદવ કિચડમાં હોય અમુક પક્ષી વૃક્ષ પર રહેતા હોય એ રીતના પછી વાત કરી તો સમય અમુક પક્ષી અમુક સમયે જ જોવા મળતા હોય છે જેમ કે વહેલી સવાર છે મોડી બપોર છે પછી એ રીતના પછી ધીરજ ધીરજ આપણામાં હોવી જરૂરી છે શાંત અને સ્થિર રાખવાનું આપણા મગજને જેથી પક્ષીને પણ ડિસ્ટર્બ ન થાય પછી સમુદાયમાં જોળાવાનું એટલે કે અનુભવો માટે સ્થાનિક પક્ષી જોવાના જૂથો પછી ઓનલાઈન ફોરમ એ બધું પછી પક્ષીઓની ઓળખ કઈ રીતના કરવી ધારો કે ફિલ્ડ માર્ક હોય એમાં કે કદ આકાર રંગ પેટન એને નિશાન હોય એ બધુંય પછી પુછડીની લંબાઈ ચાંચના આકાર પછી પક્ષીઓનું વર્તન એમાં પણ ઘણું બધું આવે હવે ઈ કઈ રીતના પ્રતિક્રિયા કરે છે ઇ બધું પછી એના અમુક સાઉન્ડ હોય ગીત હોય કોલ્સ હોય એ બધુંય પક્ષી પક્ષીઓનો વ્યવહાર પણ આપણે જોઈ શકીએ છીએ પછી અમુક વાત કરીએ તો આપણે પક્ષી જોવા માટે તો કયા કયા પોષાક પહેરવા જોઈએ તો કે પર્યાવરણ સાથે ભળે એવા પોષાક પહેરવા જોઈએ અમુક હવામાનને અનુરૂપ વસ્ત્રો પહેરવા જોઈએ પછી પ્રકૃતિનો આદર કરવો જોઈએ આપણે ભલે બર્ડ જોઈએ પણ એને ખલેલ ન પહોંચે એ રીતે બર્ડને જોવા જોઈએ અને આપણે ડિસ્ટન્સ રાખવું જોઈએ જેથી એને પણ ખલેલ ન પહોંચેને આપણે નિહાળી શકીએ પછી અમુક વાઇલ્ડ લાઈફ સેન્ચુરી છે તો એના નિયમોનું પણ આપણે પાલન કરવું જોઈએ પછી અમુક ગાઈડન્સ હોય જેમ કે તમારે પ્રદેશોને લગતી સારી ક્ષેત્ર માર્ગદર્શિકામાં રોકાણ કરવાનું પછી અમુક બર્ડની એપ્લિકેસન આવતી હોય છે જેનાથી તમે બર્ડનો ખાલી ફોટો નાખો તો એમાં એ બર્ડ વિશે માહિતી મળી જાય પછી અમુક પુસ્તકો આવતા હોય એના વિશે એના બ્લૉગ્સ આવતા હોય પુસ્તકોની વાત કરીએ તો તો સ્પેર ધ બર્ડ્સ ઓફ ઈન્ડીયા બર્ડ્સ ઓફ ગુજરાત એવા ઘણા બધા પુસ્તક છે પછી સાધન સામગ્રીની વાત કરીએ તો દૂરબીન હોવું જરૂરી છે દૂરબીનથી આપણે પક્ષીને આરામથી નિહાળી શકીએ છીએ પછી આપણે હારે કોઈ ગાઈડન્સ આપને વધારે ખબર ના પડતી હોયતો એક ગાઈડ પણ રાખી શકીએ કે જે તમને જે પક્ષી કયા એરિયામાં કઈ જગ્યાએ ક્યારે આવે એ તમને ઓળખવામાં મદદરૂપ કરે પછી હારે એક નોટબુક રાખવાની જેમાં આ પક્ષીઓના પક્ષીઓના વર્તન વિશે લખવાનું એનું અવલોકન કરવાનું એનું નોંધ કરવાની એ બધું પછી તો કેમેરો કેમેરો પર જરૂરી છે કેમેરાથી તમે બર્ડના ફોટો આરામથી નિહાળી શકો જોઈ શકો પછી વાત વાત આગળ વાત કરીએ તો સંસાધનો સંસોધનની વાત કરીએ તો જેમ વાત કરી એમ એપ્સને એ બધું પછી હોટસ્પોટ બર્ડિંગ હોટસ્પોટની વાત કરીએ તો બર્ડિંગ હોટસ્પોટમાં વેટ લેન્ડ વિસ્તાર છે એટલે કે જાહેર પક્ષીઓ ત્યાં જોવા મળતા હોય છે અમુક વાઈલ્ડ લાઈફ સેન્ચુરી જેમ કે ગિરનારી ગીધ છે તો ગિરનારી ગીધ અમુક એરિયામાં જ જોવા મળે જેમ કે ગીરના જંગલો છે ગીરના એરિયા છે એ રીતે પછી આગળ વાત કરીએ તો અમુક એવી ટેકનિક છે જેમ કે બર્ડ બેન્ડિંગ કેટલાક ઉત્સાહીયો સંસોધન અને પક્ષીઓની વસ્તીને ટ્રેક કરવામાં મદદરૂપ કરવા માટે બેન્ડિંગમાં જોડાય છે અને ફોટોગ્રાફી ફોટોગ્રાફીની વાત કરીએ તો પક્ષીઓનો અભ્યાસ અને આનંદ માટે ફોટોગ્રાફી પણ જરૂરી છે પછી અમુક પક્ષીઓ હોય છે જે જે દરિયા કાંઠેના વિસ્તારોમાં જોવા મળે જેમ કે દરિયાઈ પક્ષીઓ કિનારાના પક્ષીઓ જે મસ્ત હોય છે ખાસ કરીને સ્થળાંતર દરમ્યાન એ વધુ જોવા મળતા હોય છે આપળે અહીંયા વાત કરીએ તો ફ્લેમિંગો ફ્લેમિંગોની વાત કરીએ તો સુરખાબ ગુજરાતનું રાજ્ય પક્ષી છે પછી અમુક બર્ડની હું વાત કરું તો જેમ કે દૂધરાજ દૂધરાજની વાત કરતાં પાછળથી મોટી પૂંછડી જેવું હોય પછી વાત કરીએ તો હરિયલ હરિયલની વાત કરીએ તો મહારાષ્ટ્રનું રાજ્ય પક્ષી છે પરંતુ ગુજરાતમાં વધારે જોવા મળે છે પછી અન્ય વાત કરીએ તો સારા એવા ગાઈ શકતા હોય એમાં હિલ મેના છે બ્લેક ડ્રનગોં છે દઈયળ છે એવા ઘણા બધા પક્ષીઓ છે પછી પક્ષીઓ જોવા માટે સૌથી બેસ્ટ સમય છે વહેલી સવાર અને જેમ સાંજ થવા આવે એમ કારણ કે પક્ષીઓ ત્યારે વહેલી સવારે જાઈએ તો વધારે વધારે ઓલા વધારે દેખાય એમાં એમ ટૂંકમાં પછી પક્ષી પક્ષી નિહાળવા માટે ગાઈડન્સ પણ રાખવા પણ જરૂરી છે જેથી આપને એ ઉપયોગમાં લઈ શકાય ને વાત કરીએ અહીં વાત કરીએ તો જૂનાગઢમાં ગિરનાર જંગલના ઘણા પક્ષીઓ જોવા મળે છે